ગુડ ઈવનિંગ હું ડિપ્રેશનની સમસ્યાથી સમસ્યાનો સામનો કરી રહ્યો છું ઘણા સમયથી ડિપ્રેશનમાં તો મને ગભરામણ થયા રાખે છે માનસિક તણાવ રે છે અને નકરી આમ ફ્યુચરના ફેલિયર વિચાર ટુંકમાં આવ્યા નેગેટિવ કેને નકારાત્મક વિચાર આયવા રાખે છે ક્યારેક ક્યારેક તો આત્મહત્યા સુધીના પણ વિચારો આવે છે તો મને થોડીક ગાઈડ સલાહ આપશો વરસ દિવસ બોઉ લાંબો ટાઈમ થયો બોઉ જાજા સમયથી આ પ્રોબ્લેમથી પીડાઉ છું મેં ઘણાને કેવાની ટ્રાય કરી પણ હું કોઈને કહી નથી શકતો કે ભઈ મારા એક જેટલી ખરેખર આ પ્રોબ્લેમ છે ના નોર્મલી આમ જસ્ટ આમ સોશિયલ મીડિયા ઉપર જોયું હોય છે હજુ મેં ટ્રાય કર્યું નથી દિનચર્યામાં ના હું સ્ટુડન્ટ છું ગ્રેજ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલમાં અભ્યાસ કરું છું દિનચર્યામાં વાત કરું તો સવારે આઠ વાગ્યે ઊઠવાનું ફ્રેશ વ્રેસ થઈને યુનિવર્સિટીએ જવાનું યુનિવર્સિટીએ લેક્ચર એટેંડ કરવાના પાંચ વાગ્યે બ્રેક ઓલા લેક્ચર પુરા થાય એટલે સાત સાડા સાત સમથિંગ ઘરે વઈ આવાનું અને લંચ કર્યા ડિનર કરીને સૂઈ જવાનું બસ આ જ અને આખો દિવસ જે આ નેગેટિવ વિચારો આવે એ અલગ

સમયસર ઊંઘ નથી થતી વિચારો આમ રાત્રે બે બે વાગ્યા સુધી વિચારો આવતા હોય છે

નથી હુ નઈ નઈ નઈ નઈ હું ફ્રેન્ડ સર્કલ નથી વ્યસ્તમાં તો કઈક ખાસ તો કાઈ કઈ ન શકું કઈપણ આખો દિવસ આમ નેગેટિવ વિચારો આવે એટલે કોઈ સાથે વાત કરવાનું કાઈ મંન થતુ નથી નવરાશના સમયે હુ એકલો બેઠો હોઉ ને વિચારો કર્યા રાખું છું

નઈ નઈ

નઈ નઈ નઈ નઈ ઓકે ઓકે થેન્કયૂ સર